નમસ્તે

હાં હાં

બરાબર બરાબર હાંહાં બદલ્યા કેટલું લઈ ગયા તા હાં હાં ઓકે ઓકે બરાબર બરાબર

તમે નિશ્ચિત રહો તમારા પ્રશ્નનું નિવારણ નિવારણ અવશ્ય કરીશું હવે હવે અમે એવું છે કે તમે જે વસ્તુ લઈ ગયા છે એના પૈસા પાછા નહિ આવે પરંતુ વસ્તુ અમે બદલી આપીશું અને બીજું બીજી હાં હાં

કઈ વાંધો નઇ ડન થઈ જશે સારું સારું ધન્યવાદ